મને એવા પ્રકારની ફિલ્મો ગમે છે જેમાં પ્યાર સાથ આખો પરિવાર સાથ મળીને રહે છે અને સહભાગી બનીને રહે છે એવી મને ફિલ્મો ખૂબ જ ગમે છે આમ અને એડવેન્ચર પણ પણ ગમે છે જેમકે આમ મને વધારે કરતી તો આ આર્મીની ફિલ્મો ગમે છે જે દેશ જે દેશની રક્ષા કરવા માટે માટે વિષે અમને અમને બતાવે છે અને જે બોડર પર થાય જેવી ઘટના થતી હોય એવું વર્ણન કરીને અમને બતાવે છે અને આગળ ઘણું બધું થતું હોય છે અને આર્મી જેમકે મને આર્મી વધારે પડતી ગમે છે જેથી મને આર્મીની ફિલ્મો પણ વધારે પડતી જ ગમે છે અને દેશ ભક્તિ દેશ ભક્તિ ફિલ્મો તો વધારે જ પડતી ગમે છે કારણ કે અમે દેશ ભક્ત છીએ અને માટે અમારી જન્મભૂમિ ઉપર અમે કંઈપણ કરવો કરવા મરી મટવા તૈયાર છીએ કેમ કારણ કે એમાં પોતાના દેશ માટે પોતાના દેશ માટે કંઈ કરવાની ઈચ્છા હોય છે પોતાની જાન પણ ગવાઈ આપીને પણ આમ દેશ ભક્ત પોતાની ધરતી મા માટે કરે છે અને અને આખિર સુધી લડે છે અને અને દેશને આઝાદ કરે છે અને અને અમુક વાર એમાં એવું પણ બને છે કે એમ એમાં કોઇની પત્ની પણ હોઈ શકે છે કોઈનો પતિ પણ હોઈ શકે કોઈનો પુત્ર પણ હોઈ શકે છે જે બોડર પર લડતો હોય છે અને આખરી પલમાં કદાચ એ મૃત્યુ પણ પામે છે તો પણ એ જે તિરંગો હોય છે એને પકડેલો હોય તો એને નીચે પડવા દેતો નથી એને એનું સર હંમેશા ઊંચું રાખે છે એને જમીન પર પડવા દેતો નથી અને એમના પરિવારવાળા પણ એ એને ખૂબ જ સપોટ કરતાં હોય છે અને એ પરિવારવાળા ખૂબ જ સૌભાગ્યવાન હોય છે અને જે પત્ની હોય છે એ પતિ બલિદાન પર ગર્વ કરશે કે મારો પતિ મારો પતિએ આવું કર્યું અને એનું ગૌરવ અનુભવાય છે અને આ પણ એવી ઘણી બધી ફિલ્મો છે જેમાં સાથ સહકાર મળે છે એવું છે આમ મને અને તેમાં ઘણીબધી કથા અને જાણવાનું મળે છે કે એ કેવી રીતે આગળ વધ્યો નાનો ત્યારથી શું સહયોગ કોનો મળ્યો અને આગળ વધ્યો અને ત્યાં સુધી એ પહોંચ્યો અને અને દેશભરમાં એને સ્વમાન જળવાઈ રહે છે એને એની જિંદગીભર યાદ કરવામાં આવે છે કે એમણે મારા મારા દેશને દેશને બચાવવા માટે એ પોતાનું બલિદાન આપ્યું અને અને જનતાની રક્ષા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે અને આ પોતાની જાનની પણ પરવાહ કરતો નથી એ પોતાના પરિવારનું પણ નથી વિચારતો માત્ર એ દેશ ભક્તિ જ દર્શાવે છે એવી આર્મીવાળી ફિલ્મો મને ખૂબ જ ગમે છે અને એમાં હું ખૂબ જ રસ પણ ધરાવું છું